અ દેસાઈ ગોલ્ડલોનમાં તમારું સ્વાગત છે હું તમારી શું મદદ કરી શકું છું જી જી સારું એમાં તમારો આધાર કાર્ડ આપવું પડશે અને અત્યારે તમે જોબ કરો છો અત્યારે સ્ટડી કરો છો શું કરો છો અત્યારે હમણાં અને તમારો પર્પસ શું છે ગોલ્ડ લેવાનો લોન લેવા માટે સારું સો અમે અત્યારે પાંચ ટકા વ્યાજથી લોન આપીએ છીએ અને તમે અમારી શાખા ઉપર અગર તમે રૂબરૂ મુલાકાત કરવી હોય તો રૂબરૂ મુલાકાત કરી શકો છો અને અત્યારે તમારે ઓનલાઇન પ્રોસિઝર કરવી હોય તો એ પણ અમારા માટે એક ઓપ્સન અવેલેબલ છે તમે શું ઓપ્સન સિલેક્ટ કરવા માગો છો અમને તમે પાંચ ટકાના હિસાબથી તમને ગોડલોન મળશે અને ડુરેશન હશે મિનિમમ તમને બે વર્ષ માટે તમને ડુરેશન હશે સમયગાળો હશે લોન આપવાનો અ તમને સાત દિવસની અંદર અંદર પ્રોસિઝર થઇ જશે અને તમને જે પ્રોસિઝર કંપ્લીટ થાય તમને પૈસા મળી જશે અને તમારે શું કે એકવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઇ જાય બરાબર સો તમને પ્ર પ્રોસિઝર તમારી સ્ટાટ થઇ જશે લોન લેવા માટેની અ મણિનગરમાં એક શાખા છે અને બીજી શાખા તમે અત્યારે તમે ક્યાં રહો છો વાડજ તો વાડજ પણ અમારી એક નવી શાખા અમે અત્યારે છે ચાલુ થઇ ગઈ છે તો તમે ત્યાં નજીકના સેન્ટર ઉપર પણ વિઝીટ કરી શકો છો સારું ઓકે અને તમે અગર બે લાખ કરતા વધારે પણ લોન અગર જરૂર છે તમને લેવાની તો એ પણ તમને મળી જશે હા અને તમે જયારે પણ શાખા ઉપર વિઝીટ કરો ત્યારે તમે તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો ઓકે અને તમારો આધાર કાર્ડ અને લાઈટબીલ લેતા આવજો અને બે ડોક્યુમેન્ટ જરૂર છે વેરિફિકેશન માટે ભૂલતા નહીં ઓકે અને તમે તમારો ક્યા ટાઈમ પર આવશો તો હું તમારી અપોઇમેન્ટ બુક કરી દઉં ચાર વાગ્યે ઓકે કોઈ વાત નહીં ઓકે બાર વાગે કોઈ બાત નહીં હું તમારો મિટિંગ બાર વાગ્યે ફિક્સ કરી દઉં અને જે મેનેજર તમારી જોડે વાત કરશે એમનું નામ અને નંબર તમને હું ટેક્સ્ટ કરી દઉં છું અને નીકળત ઘરથી નીકળતા પહેલાં તમે એમના જોડેથી વાત કરી લેજો ઓકે એ અવેલેબલ હોય તો તમને પ્રોસિઝર તમારી સારી રીતે થઇ જશે ઓકે અને કશું અને તમે તમને સવાલ હોય તો તમે ત્યારે પૂછી શકો છો ત્યારે તમને કંઈ હોય ઓકે ઠીક છે આભાર તમારો